મારા ગામના યુવાનોમાં કામ કરવા માટે સૌથી મનપસંદ સ્થળ અલગ અલગ છે અને અમારા ગામના યુવાનો સરકારી નોકરી લેવાનું વધારે પસંદ કરે છે જેમકે ટીચર બનવું ટીચર બનીને બાળકોને વિદ્યાનું દાન આપવું અથવા વિદ્યાર્થીઓને સીખ આપવી અથવા એવી શિક્ષકની નોકરી છે જે સરકારી છે તે કરવાનું વધારે પસંદ કરે છે અને બીજા નંબરે એન્જીનીયર થવાનું વધુ પસંદ કરે છે અમારા ગામમાં યુવાનો વધુમાં વધુ સરકારી નોકરી મળતી હોવાથી સુરત રાજકોટ ભાવનગર જેવા શહેરોમાં પણ જાય છે અને તેઓ ત્યાં સ્થળાંતરીત પણ થાય છે શરૂઆતમાં તેઓ પહેલા સરકારી નોકરી મળે એટલે પહેલા ગામડાઓ માં તે પોતાની વિદ્યાનું દાન કરે છે જેમકે નોકરી કરે છે છોકરાઓને નવું નવું શીખવાડવું નવી નવી એક્ટિવિટીસ કરાવી નવું નવું જાણવા મળવું નવું નવું નવી નવી શિસ્તનું પાલન કરવાનું નવી નવી રમતો રમાડવાનું વધુ પસંદ કરે છે અને નાની નાની સ્કૂલોમાં પહેલા તેને પ્રેક્ટિસ કરવા મળે છે ત્યાંથી લઈને ધીમે ધીમે તેઓ મોટી મોટી શાળામાં જાય છે ત્યાર બાદ શિક્ષકની નોકરી જ્યાં સુધી તેને સરકારી ના મળે ત્યાં સુધી તે પ્રાઈવેટમાં પણ નોકરી કરે છે અને તેમાંથી તે સરકારી નોકરી લઈ અને સિટીમાં સ્થળાંતરીત થાય છે અને ત્યાં જ તે રહેવાનું વધુ પસંદ કરે છે ખાસ કરીને ગુજરાતમાં યુવાનો શિક્ષકની નોકરી અને દૂર સ્થળાંતર કરે છે જેમકે સુરતમાં અમરેલીમાં ભાવનગરમાં એવા અલગ અલગ સિટીમાં તેઓ નોકરી કરવા માટે જાય છે અમારે ત્યાં અમારા ગામના યુવાનો એન્જીન્યર પણ બનવાનું પસંદ કરે છે એન્જીન્યર બની અને માસ્ટર ડિગ્રી કરે છે એન્જિન્યર બનીને તેઓ ઈલેક્ટ્રિકલ લાઈન છે તે પણ પસંદ કરી છે અને ઈલેક્ટ્રિકલ લાઈન પસંદ કરી તેઓ સબટેશનમાં પણ કામ કરવા માટે જાય છે પછી તેઓ દરિયા કિનારે શિપમાં પણ કામ કરવા માટે જાય છે અમારા ગામના યુવાનો શિક્ષક બનવાનું વધુમાં વધુ પસંદ કરે છે શિક્ષક બનવું એમના માટે એક એવું માધ્યમ છે કે જેના દ્વારા ગામડા ગામની અંદર બાળકોમાં શિક્ષાનું રોપણ કરવું જેમકે તેમનામાં સારા સંસ્કાર આપવા સારી સારી ટેવો પાડવી સારું સારું શીખવવું આવી બધી બાબતો અથવા વિદ્યાનું દાન પણ કરવું આવી બધી બાબતો શિક્ષકોમાં ખાસ જોવા મળે છે અને એના દ્વારા બાળકોમાં ખૂબ સરસ સંસ્કારોનું સિંચન થાય છે અમારા ગામના યુવાનો ધીમે ધીમે બહાર સિટીમાં જવાનું પસંદ કરે છે અને ધીમે ધીમે તેઓ સ્થળાંતરીત થાય છે અમારા ગામની અંદર યુવાનો વધુમાં વધુ શિક્ષક અને એન્જીનિયર બનીને તેઓ પહેલા ગામળામાં પસંદગી પ્રમાણે થોળો ટાઈમ ગામડામાં વિતાવે છે અને ત્યાર બાદ તેની પસંદગીના સ્થળ પર તે સ્થળાંતરીત થાય છે અને ધીમે ધીમે તેઓ ત્યાં વસવાટ કરે છે અને તેમને ક્રમ મુજબ શાળાઓ પણ આપવામાં આવે છે અને સરકારી નોકરીમાં પગારનો પણ વધારો થાય છે અને પ્રાઈવેટમાં નોકરી કરે તો તેમને ઓછો પગાર મળે છે આમ તેઓ સિટીમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને હા અમારા ગામના યુવાનો શિક્ષક બનીને સિટી એટલા માટે પણ પસંદ કરે છે કે ત્યાં મોટી મોટી સ્કૂલો તેમને મળે છે મોટી મોટી સ્કૂલોમાં તેમને કામ કરવાનો મોકો મળે છે આમ અમારા ગામના યુવાનોમાં કામ કરવા માટેનું સૌથી મનપસંદ સ્થળ અલગ અલગ જોવા મળે છે